હા બોલો

એક્ચ્યુલી અમારે અહીંયા બેઝિકથી સ્ટાન્ડર્ડ યોગા થાય છે અને એડવાન્સ યોગા પણ થાય છે અને યોગા શબ્દનો ઉપયોગ ના થાય એના માટે યોગ શબ્દનો ઉપયોગ થાય તો અમારે સવારનું રૂટીન હોય છે એક જે સવારની બેન્ચ હોય છે છ વાગ્યાથી નવ વાગ્યા સુધીની એમાં તમે જોઈન કરી શકો એમાં અમે સૂર્ય નમસ્કાર શીખવાડીએ છીએ પછી તાળાસન વજ્રાસન એ બધા આસનો ને બ હા હા હા ઓફકોર્સ એ તો ક્યારે તમારા તમે ક્લાસીસ જોઈન કરશો ત્યારે તમને યોગ કરાવતા કરાવતા એના બેનિફિટ્સ બી શીખવાડવામાં આવશે એનાથી તમે બોડી વેઈટ લોસ પણ કરી શકો અને બોડી વેઈટ ગેઈન પણ કરી શકો તમારી બોડી એનાથી ફ્લેક્સિબલ પણ થઈ શકે જેમ કે અત્યારે એક જમ્યા પછીનો યોગા હોય છે જે જમ્યા પછી તમે વજ્રાસનની સ્થિતિમાં વીસ મિનિટ બેસી રહો તો તમારું જમવાનું વીસ મિનિટમાં પચન થઈ જાય અને તમને પેટ એટલું રિલેક્સ રહે ને પછી સવારે સૂર્ય નમસ્કાર કરવાના એમાં બાર પોઝિસ આવે છે એ પણ અલગ અલગ રીતે કરવાના બધું બેઝિકથી એડવાન્સ સુધી અહીંયા શીખવાડવામાં આવે છે એ પહેલાં પહેલાં બેઝિકથી અમે સૂર્ય નમસ્કાર સાદાનો યોગાથી સ્ટાર્ટ કરીએ પછી એડવાન્સ એ તમારી ફ્લેક્સિબિલિટી ઉપર જાય છે તમારે ફ્લેક્સિબિલિટી જેટલી હોય એટલા એડવાન્સ યોગા થઈ શકે તો શું તમે અહીંયા એનરોલ કરવા માંગો છો એમાં અમારે બેઝિક યોગાનો ફીસ સ્ટ્રક્ચર રહે છે એ મંથ વાઇઝ હોય છે મંથની થાઉઝન્ડ ફી હોય છે અને યર વાઇઝ હોય છે તો ટોટલ થાઉઝન્ડ થાઉઝન્ડ આપણે ટ્વેલ્થ મંથ ગણીએ તો ટ્વેલ્થ થાઉઝન્ડ થાય પણ યર વાઇઝ તમે ગણીએ તો અમે ટેન થાઉઝન્ડ ફીસ જ રાખીએ છીએ ઓકે ઓકે થેન્ક્યુ મેમ